હા હું આરોગ્ય સંભાળ ક્ષેત્રે થતાં પ્રચારથી ઘણો જ વાકેફ છું અત્યારે ડોક્ટરી લાઈનમાં અને હોસ્પિટલમાં ઘણા બધા ભ્રષ્ટાચારો થાય છે જે જીવનમાં આપણને ઘણું નુકસાન કરી શકે છે હા હું શિકાર બનેલો જ છું મારાં એક સિસ્ટરને અમદાવાદમાં એક હોસ્પિટલમાં એડમિટ કરી હતી સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમાં અમે એના શિકાર બનેલા જ છે તેને એવો ડીસીઝ હતો જેનો કોઈ ઈલાજ જ નહોતો અમે એના માટે સપોટ માટે ગયા હતા તો તેને ત્યાં એડમિટ પણ કરી તી ત્યાં આઈસીયુમાં તેને એડમિટ કર્યાં પછી આ ડીસીસ એવો હતો કે જેને લીધે કોઈ એના બચવાના ચાન્સીસ જ નહોતા પણ એને વેન્ટિલેટર પર રાખેલી હતી પણ એને વેન્ટિલેટર પર રાખ્યા પછી પણ અમે એને કોઇ એમાં આવા ચેન્જીસ હતા નહીં અને અમારે કોઇ બચવાના એના કોઇ ચાન્સ જ નહોતા છતાં પણ ડોક્ટરોએ તેને અમે ઘણી બધી રિક્વેસ્ટ કરી કે તમે વેન્ટિલેટર કાઢીને અને હવે કાઢી જ નાખો પણ એ લોકોએ કાઢ્યું જ નહીં અને સવારના દસ વાગ્યાનું અમે તેમને કહેલું હતું પણ તેમણે કોઈ વેન્ટિલેટર કાઢ્યું નહીં અને સાંજે ચાર વાગ્યે છેક વેન્ટિલેટર કાઢીને અમને રિમૂવ કરી આપ્યું જે ઘણું ઘણું હોસ્પિટલની બેદારકારી દાખવે છે કારણ કે હોસ્પિટલવાળા આખા દિવસનું એમનું ચાર્જીસ અમને લઈ અને એના માટે એ લોકો પેશન્ટને ઘણી તકલીફ આપી રહ્યા છે જે ઘણું જ દુઃખ દુઃખકારક છે કે મેડિકલ ક્ષેત્રે આપણે તમે પેશન્ટને સપોટ કરવાને જગ્યાએ લોકો એમના પોતાનું પોતાનું જોઈ અને ઘણા બધું વસૂલ કરી રહ્યા છે જે ઘણું જ નુકસાનકારક હોઈ શકે છે